હાલો આરોગ્ય ક્ષેત્રે થતાં ભ્રષ્ટાચારથી અમે વાકેફ છીએ કારણ કે પબ્લિકને આથી ઘણું બધું જાણવા મળે છે કે આરોગ્ય ક્ષેત્રમાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે માણસો નવા નવા આવીન કિસ્સા કેસે કે આરોગ્ય ક્ષેત્રમાં તમે જોવો તો રસોડાની અંદર દર્દી માટે રસોઈ થાય છે તેમાં શાકભાજીથી મસાલાથી આવે એમાંય ભ્રષ્ટાચાર છે કેસ બારીએ તમે જાઓ કેસ કઢાવવામાંય એ પાંચ પાંચ રૂપિયાને દસ દસ રૂપિયામાં લાઇનમાં ઊભા રહો ન ઊભવું હોય તો એમાંય ભ્રષ્ટાચાર સે પછી તમે જોવો તો બિનવારસ હોય સે એમાંય ભ્રષ્ટાચાર છે પછી જોઈએ આપણે કે પોસમોટમ કરાવવું છે એમાં ઘણી વાર પોસ્ટમોર્ટમની અંદર માણસ ઘણી વાર સુસાઇટ કર્યું હોય છે કોઈ એક્સિડન્ટમાં એક્સપાયર થયું હોય છે ઘણી વાર કુદરતી આફતમાં એક્સપાયર થયું હોય છે તો પોસ્ટમોર્ટમની અંદરએ ઘણી વાર માણસો બચવા માટે ડોક્ટરોને અને બીજા માણસોને આને ને તેને બધાને ફોડવા પડે છે ને એમાંય ભ્રષ્ટાચાર જ છે પૈસા આપવા પડે છે પછી લાગવગ કરવી પડે છે એ એક જાતનો ભ્રષ્ટાચાર થયોને એમ જો તમે પાસું જોવા જઈએ

આઘા પાછા થાતા હોય છે એમાંય પૈસા ખવાતા હોય છે એમાંય મોટો ભ્રષ્ટાચાર છે હમણાં જ કોરોના ગયું કોરોનાની અંદર કેટલું બધું ઇન્જેકશનની અંદર ભ્રષ્ટાચાર થયો તો એવી રીતે તે બધાય આવ્યા તા મીટરું આવ્યા હતા વા સાધનો આવ્યા હતા નિનાન આવ્યું હતું એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પબ્લિકને બધા ભ્રષ્ટાચારથી વાકેફ જ છે કે આરોગ્યમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી થતો એ બધાને ખબર છે પણ આરોગ્યમાં વધારે ભ્રષ્ટાચાર થાય છે કારણ કે આરોગ્ય ઉપરથી માણસોને ભ્રષ્ટાચારને લીધે થોડીક ઓછી થઈ ગઈ સે વિશ્વાસ ઓછો થઈ ગ્યો છે એ જ્યાં જાયને ભ્રષ્ટાચાર જ કે છે પછી તમારે જગ્યા જોતી હોય ઘણી વાર ફૂલ બધી જગ્યા હોય છે તો એમાંય તમે પૈસા આપો તો તમને આપે છે એક્સ રેમાં જવા માટે ફોટાની વિભાગમાં જઈએ પછી ડાયાલિસીસમાં છે પછી એમાં એમારાઈ છે એવા મોટા મોટા ખાતાની અંદર ઘણો ભ્રષ્ટાચાર થાય છે પછી એમ જોવા જાવ તો કુંટુંબ નિયોજનની બાઈના અંદર પૈસા મળે છે એક દિવસના એને એ દાખલ થાય છે એને જમવાનું આપે છે એને આવવા જવાનું આપે છે એવા એમણે કેટલા પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે ડિલેવરી વિભાગની અંદર ગર્વમેન્ટ કેટલા રૂપિયા આપે છે સરકાર કે એક એક ડિલેવરીના આમાં એ શું બધું દર્દી સુધી પહોંચે સે એમાંય ભ્રષ્ટાચાર છે એ તો શું ભાઈ પેટ્રોલની અંદર ભ્રષ્ટાચાર થાય છે સાવેણા સાવેણીમાં એ ભ્રષ્ટાચાર થાય છે તમે વિચારો છો તો એમાંય એટલો ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચારને કેમ નાબૂદ કરવો એ જ આપણને ખબર નથી પડતી કારણ કે ગળથૂલીમાં જ પાઈ દીધું છે ભ્રષ્ટાચાર કરો કે આ દીપડો આવ્યો ને બિલાડી આવી જલ્દી સુઈ જા ત્યાંથી જ આપણે એ દેવાતા શીખી ગયા છે એ જ ભ્રષ્ટાચાર થઈ ગયો એ રીતે તમે અમે આને શિકાર તો નથી બન્યા હું તો નથી બની પણ ઘણા બન્યા છે એના ઘણાના એવા કિસ્સા છે એક બેન હતા એને એના બાબાનું ઓપરેશન કરાવ્યું હતું કાનનો પડદો બદલાવાનો હતો તે પડદા બદલાવા માટે એ કાનના વિભાગમાં દાખલ થતા ત્રણ ચાર દિવસ થયા તો એનું ઓપરેશન ન થયું છેલ્લે એને ખબર પડી કે આમાં પૈસા આપીશું તો ઓપરેશન થશે એ તો સાવ ગરીબ દર્દી હતું બિચારાને કાયમનું કાયમ કરીને ખાતા હતા પછી એણે પોતે બુટ્ટી સોનાની પહેરી હતી કાનમાં અને સવારે જઈ દસ વાગે માર્કેટ ખોલી એમાં એણે જઈને બુટ્ટી વેચી પૈસા લઈ આવ્યા ડોક્ટરને આપ્યા પછી ડોક્ટરે એને કાનમાં પડદાનું ઓપરેશન કરાવી દીધું આમાં તો સાવ માનવતા પરવારી ને માણસમાં માણસાઈ જેવું ન રહ્યું તો આમાં આપણે તો ભગવાન હોસ્પીટલને તો આપણે મંદિર માનતા હતા ડોક્ટરોને ભગવાન માનીએ છીએ પણ આમાં વચેટિયા માણસો આનું બધો લાભ લઈએ છીએ અને આમાં પૈસા ખવાય છે એમ જોઈએ તો હાડકાના ઓપરેશનમાં તે પૈસા ન લઈએ પણ આપણે સાધન લખી દે સાધનની અંદરથી એને પૈસા મળે ને એ એ જગ્યાએથી પૈસા સાધન આપણે લેવાના ને એમાં એ પૈસા ખાય છે એ એક જાતનો ભ્રષ્ટાચાર જ થયો ઓફિસોમાં કામ કરાવા જાવ તો ત્યાં એ ભ્રષ્ટાચાર છે કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી ભ્રષ્ટાચાર સિવાય પોલીસ ચોકીએ જાઓ તો ત્યાંય તમારે કાંઈ લખાવું હોય તો પહેલાં પ્લસ પૈસા આપો પછી એ આ બધો એક જાતનો ભ્રષ્ટાચાર જ થયો ને એટલે ઘણા આવા આવવાના શિકાર બન્યા છે અને ઘણા આવા દાખલા છે પણ બધા દાખલા આપવા શક્ય નથી જય હિન્દ